હા સુરતથી બોલો

ઓકે તો મેં છે ને ગયા વખતે તમારા અહીંથી કપડા લઈ ગયેલો હતો ફેમિલી માટે પણ એમાં છે ને થોડાક સમય પછી કલર ડાઉન થઈ જાય ને ધોઈને તો છે ને કલર ઉતરતો હતો તો પણ મેં આ વખત પાછો વિશ્વાસ રાખીને તમારા પર જ આવ્યો છું સર તો એટલે એમાં એવું છે કે મારી ઘરે મેરેજ છે તો ઘણાં બધાં જોવતા હતા તો તમે ડાયરેક્ટથી ડિલર છે એટલા માટે થોડુંક વાતચીત કઈરી તો હવે એમાં કેવું છે કે પચાસ પેન્ટ પીસ જોઈતા છે ને પચાસ શર્ટ પીસ જોઈતાં હતા ને બત્રીસ સાડી જોઈતી હતી બત્રીસ બત્રીસ બજેટ છે ને જો દરેક માટે મેં તમને કેવને બજેટ તો કોઈ મલે નહીં આપણા પર તમે જેટલું કહેશો એટલું પણ આપણને માલ સારો જોઈએ એકદમ જો હવે એમાં છે ને હવે ક્વોલિટી આપણને સારી જોઈએ ને એમાં બીજું કેવું કે કાપડ ખેંચાવા નહીં જોઈએ કલર નહીં નીકળવો જોઈએ પ્રોપર બે વર્ષ તો ચાલવા જ જોઈએ ઓકે તો સર હવે છે ને મેં તમારું પર તો આ વખતેનું કેમ કરશો તમે પાર્સલ મોકલી આપશો તો સારું પડે કારણ કે મારા પર એટલો ટાઈમ નથી કે લેવા આવી શકું તો એમાં તમારો ચાર્જીસ ઓકે ઓકે સર એતો થઈ જશે પણ એનો ચાર્જીસ તમારો શું છે ઓકે પણ એમાં કોઈ ચાર્જીસ પોસ્ટિંગનો હા

ઓકે સર ચાલો મેડમને મેસેજ કરી મૂકું છું હા ચાલો હા